સામાન્ય રીતે મને જયારે ગાવાનો શોખ વધારે હતો જેમ કે જે તે સમયે જ્યારે હું કૉલેજ ટાઈમમાં હતો ત્યારે હું મારા ગાવાના શોખના લીધે કલાસની અંદર જાણીતો હતો અને જયારે પણ ફ્રી પીરિયડ અથવા એવું કોઈ ફંક્શન હોય તો મને ગાવા માટે અચૂક જણાવવામાં આવતું હતું પરંતુ મારો જે રિયાઝ બહુ ઓછો હોવાના કારણે મને ગીતની કડીઓ વધારે યાદ રહેતી ન હોવાથી ક્યારેક હું અધવચ્ચે પણ અટકી પડતો હતો તો ક્યારેક ગીતને વધારે સૂરમાં ગાવા માટે પણ હું લાંબો જયારે રિયાઝ લેતો હોઉં ત્યારે એક તો સુર બંધ થઇ જાય તો અથવા તો ક્યારેક આગળની કડી ભૂલી જવાય એવુો મને અનુભવ થયો હતો એવો જ એક અનુભવ હું જયારે મારા કલાસમેટ સાથે અમે પિકનિક પર ગયા હતા ત્યારે અમે લોકોએ મને ગાવા માટે ફોર્સ કર્યો હતો તો મુકેશનું એક ગીત હતું જે ગીતની અંદર મેં સારું એવું પરફોર્મન્સ મારું હતું અને હું દર વખત ગાતો હતો પરંતુ ચાલું બસમાં ગાવાના લીધે મારા અવાજમાં ઉપર નીચે ઉપર નીચે થતો હતો અને છતાં પણ મેં બહુ સરસ રીતે ગાયું હતું તો મારા અવાજ અને અને મારાને ધ્યાનમાં રાખીને મારા કમ્પ્યુટરના શિક્ષકે એવું કહ્યું હતું કે તમે ખૂબ સરસ ગાઓ છો તમારે ગાવાનાં ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ એ એ મારા માટે એ વખતે એક મોટો પડકાર હતો કે હું મારો શોખ પૂરો કરું કે પછી હું મારા રોજગાર માટે આ ભણવાનું જે છે તે આગળ કરું તો આમ તો સારું જ રહ્યું હતું પણ જે પડકારજનક વસ્તુ એ હતી કે ગીત ગાવું એ દરેક માટે આસાન રસ્તો નથી કેમકે એની અંદર ઘણા બધા શ્વાસને શ્વાસ પર તમારી પકડ હોવી જોઈએ કાબૂ હોવો જોઈએ તેમજ ગીતની જે ક કડીઓ છે લાઈનો છે એ તમને યાદ હોવી જોઈએ એનાં માટે તમારે વારંવાર રિયાઝ કરવો પડતો હોય છે તો જ તમે એમાં આગળ વધી શકો છો